હું મારા પરિવારજનો સાથે વિદેશ ઓસ્ટ્રેલીયા જવાનું આયોજન કરી રહ્યો છું તો મેં મારા ઘરના બધા સભ્યોના પાસપોર્ટની તપાસ અને જરૂરિયાત પૂરી કરી દીધી છે બધાંનાં પ્રવાસની ટિકિટ અને ત્યાં અમે જ્યાં જ્યાં સ્થળો પર ફરવા જવાના છે એ સ્થળોની ખાત્રી પણ અહીંથી જ કરી લીધી છે અમે ત્યાં દસ દિવસ ફરવાનું આયોજન કરેલ છે તો અમે ઘરના બધા સભ્યો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે